હું માનું છું કે ગુજરાતી ભાષા સમાચાર માધ્યમો અને શિક્ષણ વ્યવસ્થામાં પૂરતું પ્રતિનિધિત્વ ધરાવે છે કેમ કે ભલે આજના સમયમાં ઘણા લોકો પશ્ચિમી પશ્ચિમી કલ્ચરને માનતા હશે કે એમની ભાષાઓ અપનાવતા હશે પરંતુ ગુજરાતી ભાષા પોતામાં જ ઘણી ઉત્તમ અને સુંદર છે આજનાં નવાં બાળકો ભલે અંગ્રેજીમાં વાત કરતાં હોય કે આખા ભારતમાં જ અંગ્રેજી આગળ વધતી હોય પણ ગુજરાતીનું મહત્ત્વ ઓછું નથી જેટલા બી ઘરડા માણસો છે મારા દાદા પોતે એ બી આજ આજના સમયમાં બી ગુજરાતી સમચારને જ વધારે માને છે એમની પાસે ગુજરાતીની ચોપડીઓ પણ છે એ ગુજરાતી કિતાબો વાંચે છે રોજ એ સમાચાર જુએ છે એ બી ગુજરાતીમાં એમને હિન્દી કે અંગ્રેજી અંગ્રેજી સમજ નથી પડતી એટલી ગામના લોકો ગામના લોકોમાં હજી ગુજરાતીનું મહત્ત્વ ઘણું છે ત્યાં આગળ તમે જશો તો તમને જગ્યા જગ્યાએ ખાલી ગુજરાતી જ મળશે માંડ એવો કોઈ માણસ હશે જે બીજી કોઈ ભાષામાં વાત કરતો હશે અને ગુજરાતી ખાલી ગુજરાતમાં જ નહીં ભારતના ઘણા બીજા બીજા ભારતની ઘણી બીજી જગ્યાઓમાં બી ગુજરાતીનો વપરાશ છે ખાલી ભારતમાં જ નહીં ભારતથી જે જેટલા લોકો બી બહાર જાય છે અગર એ ગુજરાતના છે તો એ ગુજરાતનો પ્રચાર ગુજરાતીનો પ્રચાર કરે જ છે એવો કોઈ ગુજરાતી નહીં હશે જે અહીંયાંથી બહાર જયા પછી પોતાની ભાષાને ભૂલી જતો હશે તમે કેટલું બી પોતાને ઓઢી લો બીજાના સમાજમાં પણ ગુજરાતી ની ભૂલી શકશો